રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અંતરિક્ષ મહિલા યાત્રી સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવડા ગુજરાતી સાહિત્યકાર લેખક વીર નર્મદ પન્નાલાલ પટેલ આ પછી મકરંદ દવે સાત પગલા આકાશમાં આકુંડનીકા કાપડિયા